આમ તો નાસ્તામાં મને બહુ બધું બનાવવા આવડે છે નાસ્તો હોય કે જમવાનું હોય મને બહુ સારી રીતે બનાવું છું અને નાસ્તામાં કોક પૌંઆ બનાવું વડાપાઉં પછી ઉપમા કે પછી ફ્રુટનો જૂસ હોય કે પછી મરાઠીમાં પેલું થાલીપેટ કહેવાય એ છે આમાં બહુ બધી અલગ અલગ વેરાઈટી મેગી હોય પાસ્તા છે સૂકો મમરો હોય એને બનાવીએ કચોરી હોય આ બધું હું નાસ્તામાં બનાવું છું અને મને સૌથી ફેવરેટ એમ તો વડાપાઉં ભાવે છે એમાં જે આલુ હોય એ આલુ ને આપણે લઈએ એને પાણીમાં ગરમ કરીએ અને આલુમાં આપણે હલ્દી કે મરચું નાખીએ અને પછી એને ફ્રાઈ તેલમાં ફ્રાઈ કરીએ પછી એને પાઉંમાં લગાઈએ એની જોડે પેલી લસણની ચટણી અને એની જોડે મરચું આઈએ એ માટે મને આ વડાપાઉં બનાવવા બહુ ભાવે છે